હેલો ઈશિતા મેમ બોલો છો હા ઈશિતા મેમ આપણી સ્કૂલમાં છેને જે આઠમા ધોરણથી લઈને દસમા ધોરણ સુધીમાં જે અત્યારે લોકો તરુણાવસ્થામાં આવેલાં છે એના કારણે એમના કેટલાક હોર્મોન્સ ચેંજ થાય છે એના કારણે વિદ્યાર્થીઓમાં મને એક બીજા પ્રત્યે આકર્ષણ જેવું લાગે છે એવું તમને કંઈ લાગે છે હં એમાં છોકરીઓમાં વધારે જોવા મળે છે કે છોકરાઓમાં બંનેમાં એના લીધે એ લોકો ભણવામાં પણ ધ્યાન નથી આપતાં બરાબરને હં અને કેટલાક વિદ્યાર્થીઓ કેવું કે આમ કોઈ મુંઝવણમાં પડેલા હોય ને એવું લાગે છે ક્લાસમાં એ લોકોનાં હોર્મોન ચેન્જીસનાં કારણે કેટલીક વાર એ લોકોને જે શિક્ષક સાથે એ લોકોનો પ્રોબ્લેમ કહેવો હોય એ કહી નથી શકતા એવું તમે તમને એવું અનુભવ્યું છે તમે

હં એવું લાગે છે બરાબર બીજું કાંઇ તમને લાગે છે હં અને અત્યારે એ લોકો છેને ભણવામાં પણ છેને આમ ધ્યાન નથી આપતાં જે એ લોકોએ દસમા ધોરણમાં હોય તો બોર્ડમાં હોય તો જે ભણવાનું એ લોકોનાંમાં ટેન્શન હોવું જોઈએ તે હોતું નથી હં અને નવમાંમાંતો ખાસ નવમા ધોરણમાં હં એ લોકોને આગળ દસમાનાં બોર્ડમાં જવાનું છે એવું કઈ જ ગંભીરતા સમજતા નથી હમ્મ હં બધાં વિષયમાં જ એવું કરે છે પાછા કોઈ એક વિષયમાં એવું પ્રોબ્લેમ નથી બધાં જ એમાં છોકરાઓની મસ્તી વધારે છે હં આ છે ને બધું તરુણાવસ્થાના કારણે છે પછી એ લોકોનાંમાં બેલેન્સ થઈ જશે અમુક સમય પછી બોલો બીજું શું ચાલે છે તમારી કોલેજમાં કોલેજમાં પણ આવું જ હોય છે બરાબર સરસ સારું ચાલો ધન્યવાદ